કપડા ધોવા માટે અમે વોશિંગ મશીનનો ઉપયોગ કરીએ છીએ વોશિંગ મશીનની અંદર કપડા સારી રીતે ધોવાય છે એમાં કશું જોવાનું હોતું નથી પણ આપણે વોશિંગ મશીન પર આધાર રાખવો પડે છે કે કપડા બરાબર ધોવાયા છે કે નહીં ગરમીમાં તો કપડા આપણે ગેલેરીમાં નાખીએ અને તડકાની અંદર સુકાઈ જાય પરંતુ મોન્સુનમાં એટલે કે વરસાદી ઋતુમાં એને ઘરની અંદર કંઈ પણ જગ્યાએ દોરીઓ બાંધીને એના પર નાખીને સુકવીએ છીએ અને મશીનથી કપડા ધોવાય છે એટલે એની અંદર ઝાઝો પાણીનો બગાડ થતો નથી એ મશીન જ પોતે સેટ કરી આપે છે